પોતાની સરળતા માટે ઓનલાઈન સ્કૂલ અને શિક્ષણ એ સારું છે પણ એના બાળકોને ઉપર બહુ જ માનસિક અસર થઈ જાય છે ક્યારેક અમુક વસ્તુઓ સમજાય છે નથી સમજાતી એ બાળક કહી નથી શકતું અમુક વસ્તુઓ બાળક એમાંથી જોઈને સમજી નથી શકતું છતાં પણ હાજરી આપવા માટે એ ઓનલાઈન સ્કૂલમાં અભ્યાસ કરી લે છે માં બાપો માટે પણ એ એટલું જ અઘરું છે કેમકે બાળક આખો દિવસ મોબાઈલ અથવા લેપટોપ પર બેસી રહેશે એના કારણે એ સ્કૂલ અને શિક્ષણ મેળવી રહ્યું છે કે પછી એ કંઈક એમાં કંઈક બીજું કાર્ય કરી રહ્યું છે એ એના ઉપર મતાપિતાનું નિયંત્રણ રહેતું નથી એ ઉપરાંત બાળકોની આંખો ખરાબ થતી હોય છે એમને આખો દિવસ એક મોબાઈલના ઉપયોગને કારણે એમને આંખોની તકલીફ થાય છે અને લાંબાગાળે એ જ વસ્તુ મગજ ઉપર અસર કરી જાય છે એ એના વગર એ એટલું બધું ટેવાઈ જાય છે મોબાઈલ ફોનથી એટલું વળગણ થઈ જાય છે એને કે એ આ વસ્તુ છોડી જ નથી શકતું તો આ બધી જ રીતે ઓનલાઈન સ્કૂલ અને શિક્ષણ આમ તો નકારાત્મક જ ગણાવી શકાય